નમસ્કાર મૅડમ કેમ છો મજામાં તબિયત પાણી એકદમ મજામાં હું જય ભારત ન્યૂઝમાંથી આવું છું મૅમ હું ઘણાં સમયથી આપને અને આપની સંસ્થાને કામ કરતો જોતો હોઉં છું અને આપની સંસ્થા અને આપ ખૂબ સરસ કામ કરો છો અને ઘણાં બધા વખતથી તમારા કાર્યક્રમો પણ ઍટેન્ડ કર્યા છે તો આપની સંસ્થા થોડુંક શું કામ કરે છે એ મને હજી થોડું બ્રીફમાં કહી શકો અને બીજું એ કે હજી તમારા ફ્યુચર એટલે કે ભવિષ્યમાં તમારે શું નિશ્ચિત તમે કરેલું છે કે શું કામ કરવાનું છે અને કઈ રીતે તમે સમાજમાં બદલાવ લાવવા માગો છો થોડી ઘણી વાત કરી શકીએ આનાં માટે આપણે તો થોડું જણાવો આપના સંસ્થા વિષે બરાબર છે ખૂબ સારા વિચાર છે આપના બહુ સરસ બહુ સરસ કામ કરો છો મૅડમ અચ્છા હવે મારે આપને એ પૂછવું તું કે શું બધી છોકરીઓ સારી રીતે ભણી શકે છે શું આપણે આપણી સમાજમાં અને આપણા જિલ્લામાં તહેસીલમાં કે પછી આપણા રાજ્યમાં કે આપણાં દેશમાં આપણે પૂરતી છોકરીઓને અત્યારે ભણાવીએ છીએ તમારું શું માનવાનું છે આ બાબતે જી જી જી તો હવે મારો એક હજી પ્રશ્ન હતો મને ક્યારથી એવું પૂછવું હતું કે અત્યાર સુધી તો આટલું બહુ સરસ અને સુંદર કામ કરી રહ્યાં છો પણ હવે ભવિષ્યમાં તમારાં શું લક્ષ્યાંકો છે શું હું જાણી શકું કે તમે તમારી સંસ્થાને અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે કરીને તમે પોંશી પહોંચી શકો માટે તમારા શું પ્રયાસો હશે અને તમે કયા એક લક્ષ્ય સુધી પહોંચવા માગો છો એ જણાવી શકો ખૂબ સુંદર મને આપનીથી આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી આપની સંસ્થાઓનું કામ જોઇને મને ખૂબ મજા આવી ખૂબ ગમ્યું હું ભવિષ્યમાં પણ મારાથી કાંઇ મદદ થઇ શકે હોય કે તમને એવું લાગતું હોય કે હું કંઈ કરી શકું આપની સંસ્થાને આપનાં માટે તો જરૂરથી મને જણાવજો મને તમને મળીને ખૂબ મજા આવી થૅન્કયુ સો મચ